હલ્લો હા હાંજી હા હા હા હા

હ હ

ઓકે હંમ

બરાબર અને આના માટે ત્યા કોઈ ચાર્જિસ છે કે તે આપડા કાર્ડમાથી થઈ જશે

બરાબર અને આના માટે હું કેટલા દિવસ ત્યા રોકાઈ શકું

બરાબર થેન્કયુ વેરી વેરી મચ થેન્કયુ બેન